કેમ

હાં ટ્રાવેલ એજન્ટ માંથી બોલું છું નિશાર બોલોને શું કામ હતું તમારે હમ હમ અને તમારે વઈસનો દેવી ક્યારે જવાનું છે નએક્સ વીકમાં કોઈ એકજેટ ડેટ છે તમારી પાસે હાં સેટર ડે સંડે બે જ દિવસ માટે જવાનું છે ને સેવન સિતર ને એમાં તમારે એવું રહશે કે તમારે પેટ્રોલ તમારે અમને અમે ભરીને આપશુ અને તમને બધી સુવિધા મળી રહેશે ણ પછી ઈ પ્રમાણે થાશે મારે એ રીતે જોઈ કે પેટ્રોલના તમે કાઢશો તો તમારી એસી પડશે તમારે તમારી ચોઈસ શું છે તમે જરાક જણાવો તો હંગાડી તો અમારી જ રેશે તમારે પેટ્રોલ અમે ભરાઈને આપીએ તો ઈ પણ અમે લઈ લઈશું પણ અમે પેટ્રોલ તમારે નખાવવું હોય તો તમારી પછી તમારી ઉપર હશે પર પર પર્સન હશે જો તમે પેટ્રોલ અમારી પાસેથી નખવહો તો પર પર્સન તમારે હજાર રૂપિયા થશે અને પેટ્રોલ જો તમારી ઉપર હોય તો પર પર્સન તમારે પાનસો રૂપિયા થશે હઁ તમને એસ યુ વી મળી જાશે ઓકે તો તમે મને નામ નંબર અને તમારું એડ્રૈસ આપી દેજો એટલે મારે એમાં સારું પડશે નામ બોલો આયુષભાઈ ઓકે આયુષભાઈ વાઘેલા અને ક્યારે જવાનું છે તારીખ આપો તો નએક્સ સેટર ડે હાલો હું લખી લઇશ નેસક્સ સેટર ડે અને સંડે બે દિવસ છે ને નંબર બોલો

ફાઇવ ફોર સેવન થ્રી નાઇન એટ ઓકે અને એક વસ્તુ તમને પહેલા કહી દઉં કે જો કાર્ડ ને પણ કઈ પણ થશે તો જિમ્મેદારી તમારી ઉપર આવશે એટલે કારની જાળવણી રાખવી પડશે તમારે ઓકે સારું ચાલો